મારા પરિવારમાં દરેક ઉત્સવો સાદાઈથી ઉજવવામાં આવે છે મતલબ ઘરેજ ઉજવાના મીઠાઇ હોય છે પછી કોઈ દિવાળીનો તહેવાર હોય તો ફટાકડા લાવવાના લાઇટિંગની વ્યવસ્થા કરવાની અને બધું જ ઘરે કરવામાં આવે છે કોઈ મોટાં એવાં ખર્ચા કરવામાં નથી આવતાં અને બીજી વાત એ રહી છેકે લગન પ્રસંગ અમારે ઘરે જ હોય છે ઉજવામાં મોટી મોટી અત્યારે છેકે પાર્ટી પ્લોટ રાખવાનું એવું બધુ પસંદ નથી કરતાં અને તેમાં કોઈ પણ અરેન્જમેન્ટ કરવાની હોય તો ઘરનાં જ સભ્યો બધાં કરે છે અમુક છેકે જે વસ્તુઓ કરે છે અમુક ખુરસીઓ કરે છે નાના મોટા બધાં એક સાથે સહયોગ આપીને પોતાની બધી જ અરેન્જમેન્ટ ઘરના સભ્યો દ્વારા કરવામાં આવે છે